હલો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી વાત કરો છો હું નિલાક્ષ પંચાલ વાત કરું છું કતાર ગામથી મેં થોડાક ટાઈમ પહેલાં તમારે ત્યાં સબસીડીનું ફોમ ભર્યું હતું અને ફોર્મ ભરતી વખતે તમને જેટલા બિ પુરાવા જોઈએ છે એ બધા પુરાવા મેં કોપી આપી ગયેલો હતો તો પણ મરી જે સબસિડી છે એનામાં કોઈને કોઈ ઈ પ્રોબલમના લીધે તમે એને લેટ જ કરો છો તો હમણાં થોડાક ટાઈમ પહેલાં મને એક મેસેજ આવ્યો હતો કે મેસેજમાં એવું લખે છે કે મારી આધાર કાર્ડની ડિટેલ્સ તમે ખોટી નાખી છે અને એના લીધે મારી જે સબસિડી છે એ આગળ જઈ નથી રહી તો આનામાં જે આધાર કાર્ડની ડિટેલ્સ ખોટી છે એનું સર સવાલ જ નથી આવતો કેમ કે મેં ત્યારે આવીને બધા પુરાવાના કોપી તમને આપી ગયેલો હતો તો પણ તમે એ વસ્તુ ત્યાં ખોટી નાખી તો એમાં ભૂલ તમારી છે અને જે તમે ભૂલ કરી છે એના લીધે મારી સબસિડીને અપ્રૂવ થવામાં વધારે સમય લાગે છે અને એ સમયને લીધે મને ઘણી તકલીફ પડી રહી છે તો પણ હું તમને તમારી બેન્ક બ્રાન્ચ પર આવીને એક ઝેરોક્ષ કોપી આપી જાઉં છું કે જેનાથી પાછી કોઈ ભૂલ નહીં થાય ને તમે ખોઈ નાખ્યા હોય તો પણ ઇઝીલી તમને બધી વસ્તુ મળી જાય તો હું તમને મારી આખી બધી બેન્ક ડિટેલ્સ વાત બોલીને કહું છું મારું નામ છે પંચાલ નિલાક્ષ મારું રહેવાનું પ્રમુખ દર્શન એપાટમેન્ટ કતાર ગામ બસ સ્ટોપ સુરત મારો આધાર કાર્ડ નંબર છે નવ સાત છો ચાર એક બે ચાર પાંચ શૂન્ય નવ ત્રણ બે મારો આધાર કાર્ડ નંબર આ છે અને હું આશા રાખું છું કે તમે આ વસ્તુ સુધારીને મારી પ્રક્રિયા થાય એટલી જલ્દી તમે પતાવી આપશો અને તમારા બેન્કમાં કેટલા ધક્કા ખાધા છે તો પણ તમે લોકો આ ભૂલ કરો છો ને એના લીધે મારી સબસિડી પાસ જ નથી થતી તો હું એવી આશા રાખીશ કે તમે આ સબસિડીને થાય એટલી જલ્દી પાસ કરી દો અને આગળ વધારીને મારું જે કામ થાય બાકી છે એને સરળતાથી પતાવી દેશો આ સબસિડી માટે સર મને બહુ તકલીફ પડે છે કેમ કે એના લીધે મારા જે આગળ કામ કરવાનું છે એ મારે એમાં બહુ પ્રોબલમ આવે છે અને આમાં જે ભૂલ થઈ છે કે સર એ મારા તરફથી નથી થઈ એ તમારા એક્ઝિક્યુટિવે ખોટું કર્યું છે અને એના લીધે ભૂલ થઈ છે તમે જાતે લખ્યું છે નામ પણ તમે ખોટું લખ્યું છે પંચાલ નિલાક્ષની જગ્યાએ તમે પંચાલ નીલાશ લખ્યું છે તેમાં ભૂલ મારી છે કે તમારી છે આધાર કાર્ડમાં જો તમે જોશો તો એમાં પંચાલ નિલાક્ષ જ લખ્યું છે અને તો પણ તમે પંચાલ નિલાસ લખ્યું છે અને આધાર કાર્ડ નંબર પણ જે મેં કીધો હમણાં જે લખાવ્યો એ જ છે અને તમે એમાં નાખ્યો ખોટો છે તો પછી સર મારા પર અપ્રૂવ કઈ રીતે આવશે તમે આવી ભૂલ કરશો તો મેં તમને કાલે ત્યાં બેન્ક પર આવીને તમને મારા આધાર પુરાવા બધા પાછા આપી જઈશ તમે એના પર સરખું કામ કરીને તમે એને સબસીડીને થાય એટલી જલ્દી પતાવો કેમ કે એના લીધે મને ઘણી તકલીફ પડે છે હું આશા રાખીશ કે તમે આ જે ફોન પર વાત થઈ છે તમે એ બધી સરખી રીતે સાંભળશો અને બધું થાય એટલું જલ્દી તમે મને પતાવી આપશો